હા જે પ્રમાણે મારું કામ છે એ પ્રમાણે મેં મારા ક્લાયન્ટસ છે કે જે લોકો સાથે હું કામ કરું છું જેના પ્રોજેક્ટસ હું કરું છું એ લોકો લગભગ બધા આપણા દેશની બહાર ના હોય છે એટલા માટે મારે લગભગ રોજ એવું બને કે ક્લાયન્ટ સાથે વાત કરવા માટે અથવા તો ઘણીવાર કોઈ ડેમો દેવા માટે કે એના માટે વિડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવો જ પડતો હોય છે એમાં હું ઘણીવાર સ્કાઈપ ઝુમ માઈક્રોસોફ્ટ ટીમ ગૂગલ મીટ કે એવી કોઈ બી એપ્લિકેશનનો યુઝ કરું છું રેગ્યુલરલી અમે સ્કાઈપ અને ગૂગલ મીટનો વધારે ઉપયોગ કરીએ છીએ અને આના સિવાય ઘણી વખત એવું હોય કે ઘણા રિલેટિવસ કે જે લોકો દૂર રહે છે કે જેને જેની સાથે વીડિયો કોલિંગ કરવાનું હોય તો વીડિયો કોલિંગ માટે બી વોટ્સએપનો કે એનો બી યુઝ કરીએ છીએ રેગ્યુલરલી અમે એટલે એના હવે એના અનુભવની વાત કરીએ તો અમે જનરલી ગૂગલ મીટીંગનો વધારે યુઝ કરીએ છીએ અમારા કામ માટે ઓફિસનાં કામ માટે તો ગૂગલ મીટીંગનો અનુભવ અત્યાર સુધીનો તો સારો જ છે કેમ કે એ એવું છે કે જેની અંદર અમે અમારી સ્ક્રીન બીજાને બતાવી સાથે સાથે વીડિયો કોલિંગ કરી અને એમની સાથે ચર્ચા કરી શકીએ છીએ ને એવું બી લાગે છે કે જાણે આપણે જે ક્લાઈન્ટ છે ત્યાં નથી આપણી આજુબાજુમાં છે અને ડેમો કરીએ છીએ એટલે લગભગ એના કોઈ બીજા પ્રોબ્લેમ આવતા નથી બીજી વસ્તુ કે એ ગૂગલ મીટ છે એ મોબાઈલ લેપટોપ ટેબલેટ બધી જ વસ્તુમાં ઇન્સ્ટોલ થઈ શકે છે અને બધામાં જ એના લગભગ બધા જ ફીચર્સ અવેલેબલ હોય એટલે એમાં એવો બી પ્રોબ્લેમ નથી આવતો કે તમારે એનો યુઝ કરવા માટે ફરજિયાત લેપટોપ જ જોઈએ કે મોબાઈલ જ જોઈએ કે કોઈ એવી લિમિટેશન હોય સાથે સાથે એવું બી છે કે એમાં તમે મેસેજિંગ કરી શકો ચેટ બી કરી શકો ટાઈમે જ્યારે વીડિયો કોલ ચાલુ છે ત્યારે અને એવું બી હોય કે તમે જો તમે પોતે હોસ્ટ હોય મીટીંગના તો બીજા લોકોને મ્યુટ અનમ્યુટ કરી શકો છો અને એમાં સિક્યુરિટી બી સેટ કરી શકો છો કે જો તમે એને એડમિટ કરો તો જ એ લોકો મીટીંગ જોઈન કરી શકે નહીંતર ન કરી શકે એટલે આ બધા ફીચર બહુ કામના છે એમાં બીજી વસ્તુ કે સૌથી સારું ફીચર જો એનું કહીએ તો એ લો બેન્ડવીથ ઉપર કામ કરે છે મતલબ કદાચ ઇન્ટરનેટ બહુ સુપરફાસ્ટ ન હોય તો બી ગૂગલ મીટમાં લગભગ ક્યારેય અવાજનો કે ચોંટી જવાનો કે એવો પ્રોબ્લેમ આવતો નથી સાથે સાથે એવું બી નથી થતું કે એપ્લિકેશન ઓપન થવામાં બહુ વાર લાગે કે કોલ કનેક્ટ થવામાં બહુ વાર લાગે કે એવું બી નથી થતું અને એ લોકોએ બીજા નાનાં મોટાં ઘણાં ફિચર આપેલાં છે કે જેની અંદર તમે બોલતા હોય ઇંગ્લિશમાં વાત કરતા હો તો એક ફીચર એનું એવું બી છે કે જે સામેવાળો માણસ ઇંગ્લિશમાં બોલે છે પણ આપણને સરખું સમજાતું નથી તો એ લોકો ઓટોજનરેટેડ કેપ્શન્સ બી બનાવી શકે છે ઓન ઓન ફ્લાય મતલબ સામેવાળો બોલતો જાય તો તરત જ એની એક બે સેકન્ડમાં નીચે એને ઘણું બધું રિલેવન્ટ એના કેપ્શન્સ બી આવતા જાય તો આવા બધા ફિચર બી ગૂગલ મીટમાં છે તો એ એનો ઉપયોગ મેં બહુ રેગ્યુલરલી કરેલો છે એના સિવાય છે સ્કાઇપ તો સ્કાઇપમાં બી બહુ સારા ફીચર્સ છે ચેટિંગના વીડિયો કોલિંગ સ્ક્રીન શેરિંગના અને એ બી એવી એપ્લિકેશન છે કે જે લેપટોપ મોબાઈલ કે ટેબલેટ કે બધામાં યુઝ કરી શકાય અને એનો બી મેં બહુ ઉપયોગ કરેલો જ છે કોન્ફરન્સિંગ માટે વન ટુ વન કોલ્સ માટે અથવા તો કોઈ ડેટા સેન્ડ ને એ બધું કરવા માટે સાથે સ્કાઈપમાં એક ફિચર એક્સ્ટ્રા એ બી છે કે જો તમારી પાસે સ્કાઇપમાં બેલેન્સ હોય પૈસા તમે એમાં રિચાર્જ કરાવીને ભરો તો તમને સ્કાઈપનો એક નંબર બી મળે છે અને તમે ફોનમાં થી બી કોલ કરી શકો છો અથવા તો બીજા કોઈ તમને કોલ કરી શકે છે ફોનથી સ્કાઈપમાં તો એનો એ બી એક ફિચર છે બટ એનો બહુ ઓછો ઉપયોગ થાય છે એના સિવાય જે મેં કીધું ઝૂમ છે કે વોટ્સએપ છે કે એ બધી એપ્લિકેશન બી મેં મારા કામ માટે અથવા તો પર્સનલ યુઝ માટે બી મેં ઘણી બધી વિડિયો કોન્ફરન્સિંગ એપ યુઝ કરેલી છે હવે એમાં મેઇન તો જે વીડિયો કોલિંગનાં ને એ ફિચર છે એ બધા તો સારાં જ હોય છે ચેટના ને એ બી ફીચર બહુ સારાં હોય છે પણ અમુક એવી એપ્લિકેશન છે જેમ કે ઝૂમ છે કે ઇવન સ્કાઈપ છે તો ઘણી વખત એવું થતું હોય કે ધીમાં ઇન્ટરનેટમાં અથવા તો એવી બધી વસ્તુની અંદર એ ક્યારેક કામ નથી કરતું અથવા તો એવું બને કે સામેવાળો માણસ ઘણું બધું બોલી જાય અને આપણને થોડાક સેકન્ડ પછી એનો અવાજ બધો એકસાથે સંભળાય એવું બી થાય છે લેગ આવે છે ધીમું આવે છે અથવા તો અચાનક અવાજ વયો જાય છે ઘણીવાર એવું હોય કે લેપટોપમાંથી જો તમે કોલિંગ કે એ કરતા હોય તો એના માઇકનો કે પછી સ્પીકરનો કે કેમેરાનું જો કાંઈ સેટિંગનો પ્રોબ્લેમ હોય તો એ એપ સરખી રીતે ચાલે નહીં મતલબ માઇકનો અચાનક પ્રોબ્લેમ આવે તો એ તમારે માઈક ફરીથી સેટ કરવું સિલેક્ટ કરવું અથવા તો લેપટોપ રિસ્ટાર્ટ કરવું પડે આવું બધું કરવું પડે તો એવા નાના મોટા પ્રોબ્લેમ્સ એમાં ઘણી વખત હોય જ છે અને એ બધા પ્રોબ્લેમ્સ કરતાં પણ એનાં ફીચર્સ બધા સારાં હોય અને યુઝ કરવામાં ઇઝી હોય છે એટલે પ્રોબ્લેમ નથી આવતો કોઈ બી વિડીયો કોન્ફરન્સિંગ એપમાં